હા કેમ હાજી બોલો હા જગ્યા લેવી છે અમારે હા અમારી કંપની નડિયાદની ચોથી સારી છે કંપની છે એટલે તમને કેટલી કિંમત ચૂકવીને જોઈએ છે હા તમારે કેટલી કિંમત સુધીનું ઘર જોઈએ છે પચાસ લાખ સુધીમાં હા ખૂબ ખૂબ સરસ કંપનીને આટલા આટલામાં ખૂબ જ સરસ સરસ મલશે ને તમે પાંચ હા ઓકે ટેનામેન્ટ લેવું છે મોટું ફ્લેટ લેવો છે હા સારું અને અને બધો બધો પણ આવી જશે

હા જેમાંથી તમને શું પસંદ કરશો બંગલો ટેનામેન્ટ કે ફ્લેટ ફ્લેટ ફ્લેટ પસંદ કરશો હા અને એનો બાર સો પચાસ રૂપિયા કેશ બેડ શીટનો ભાવ આવશે અને અને પાંચ પાંચ બાટની આવશે પાંચ બાટની રસોડું રસોડું બેડરૂમ બધું આવશે

હા મલી જશે જેમાં તમને રસોડાનું ફર્નિચર કરી આપવામાં આવશે અમે હા હા ઓકે આવજો આભાર